લગ્નના પ્રસંગમાં પાણીની વ્યવસ્થા કરવા માટે મહેમાનોની સંખ્યા અને પ્રસંગના સમયગાળાનું ધ્યાન રાખવું જરૂરી છે સામન્ય રીતે દર મહેમાને પાંચસો મિલિલિટરથી એક લિટર પાણીની જરૂર પડે છે ઉદાહરણ તરીકે જો સો મહેમાન આવનાર હોય તો પચાસથી સો લિટર પાણીની વ્યવસ્થા કરવી એ સારું રહેશે આ માટે મોટા જલદાન કન્ટેનર બોટલ્સનો ઉપયોગ કરી શકાય છે અને દરેક વિસ્તારમાં પાણી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય એ પણ એ બાબતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે મહેમાનોને પાણી ક્યાં મળે તે અંગેની માહિતી પણ આપવી જોઈએ અને જો શક્ય હોય તો પાણી પીવા માટે ફવારા અને એ પણ લગાવી શકાય છે અને વધુમાં હંમેશા થોડું વધુ પાણી પૂરું પાડવું શ્રેષ્ઠ રહેશે જેથી ક્યારેય ઓછું ના થાય